હાલો હા જલારામ ઇન્ડસ્ટ્રીમાંથી વાત કરું છું આપ કોણ બોલો છો હા બોલો હા સાચી વાત છે તમને સાચું જાણવા મળ્યું છે બરાબર સરસ સરસ હા અમે એક્ચુલી ગામડાઓમાંથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરતા જ હોઇએ છીએ અત્યારે અમારો ભાવ મગફળી ખરીદીનો ભાવ આઠસો રૂપિયા પ્રતિ મણ ચાલે છે અ મેડમ આપની કંઈ ભૂલ થતી હશે સો રૂપિયા નહીં એક હજાર રુપિયા મણનો ભાવ ચાલતો હશે હા એનું કારણ એવું છે કે અત્યારે ભાવ મગફળીનો એક હજાર રૂપિયા છે અમે ખરીદી કરીએ છીએ હજું તમારો પાક ઉત્પાદન થવાનો બાકી છે તો અમે બે બે મહિના અગાઉનો ભાવ તમને આપીએ છીે આવતા બે મહિના પછી તમને ખ્યાલ નથી કે મગફળીનો ભાવ વધશે કે ઘટશે પણ અમે તમારા જોડેથી આઠસો રૂપિયા ફિક્સ ભાવમાં તમારી મગફળી અમે ખરીદીશું હા તો પણ અમે તમને આઠસો રૂપિયા જ ભરીને આપીશું એ માટે તમારું અને અમારું લેખિતમાં એગ્રીમેન્ટ થશે અ ના અમે તમારા ત્યાંથી ખેતરમાંથી તમારો માલ લઈ જઇશું અમારા માણસો ત્યાં આવશે વજન કરશે તમારી સામે તમને વજનનું સામે પાક્કું બિલ આપશે અને તમને આઠસો રૂપિયા લેખે તમારી જે પણ અ રકમ બનતી હશે તે તમને સ્થળ ઉપર જ ચૂકવણી કરવામાં આવશે એના માટે તમારે પ્રોસેસિંગ ચાર્જ ચૂકવાનો રહે એમાં કેવું છે કે તમે કહ્યું એમ એક સેમ્પલ તમે લઇને આવો અને તમે ત્યાં જ કઈ રીતે તમારી મગફળીનું ઉત્પાદન કરતા હોવ છો ના ના એની અંદર અમારી કોલ્ડ પ્રોસેસથી આ કામ થતું હોય છે અમારી પાસે લેટેસ્ટ જર્મન ટેક્નોલોજીનાં મશીન છે એટલે એની અંદર આવી કોઈ પણ પ્રકારની અ ભેળસેળ કરવામાં આવતી નથી અને તમને જે તેલ મળશે મગફળીનું એ એકદમ ચોખ્ખું અને શુદ્ધ તેલ મળશે હા ચોક્કસ બરાબર ને